આમ તો ગુજરાતમાં ટેક્નોલોજીથી લોકો વધારે પ્રભાવિત થયા છે અને એમને વધારે મનોરંજની કરીએ છીએ જેમકે કેવાય યૂ ટ્યૂબ માટે જેમકે કોઈને જમવાનું બનાવવું હોયકે કોઈને ડાન્સ શીખવો હોય તો લોકો આજકાલ યૂ ટ્યૂબ ઉપરથી શીખીએ શીખીએ છીએ કોઈને ક્યાં કોઈ બહાર જવું હોય તો કે કોઈ દેશનો ફોટો જોવો હોય તો યૂ ટ્યૂબ હોય કે ગુગલ પે હોય એનાથી જ લોકો જોઈએ છે અને ઈન્સ્ટાગ્રામનો આજકાલ વધારે ઉપયોગ વધી ગયો છે જેમ વૉટ્સ અપ હોય ફેસબુક હોય આજકાલ સોસીઅલ મીડિયાના વધારે યુઝ થવા લાગ્યો છે જેમકે સ્નેપચેટ ઉપર લોકો વધારે આમ કોઈ ફોટો કઢાવો હોય તો ડાન્સ કરવો હોય તો સારી રીતે રીલ બનાવીએ એનો વધારે ઉપયોગ થાય છે અને એના માટે લોકો વધારે મનોરંજની થાય છે અને આ ટેક્નોલોજીના લીધે લોકો વધારે અપગ્રેડ થવા લાગે છે અને એમને બધું સમજ પડે પડે છે